નમસ્કાર હા નમસ્કાર નમસ્કાર હા ડૉક્ટર મૅડમ સારું છે હોં હેં હવે એમાં એવું છે ને મૅડમ પહેલાં કરતાં તો સારું છે પણ એકદમ સારું નથી બરાબર આપણે આટલા ટાઇમથી દવા ચાલે છે પણ જે રીઝલ્ટ મળવું જોઈએ એ પ્રમાણે મળ્યું નથી એટલે હવે શું કરીશું કહો હા હા હા હા હં હં રીપોર્ટ કરવા પડશે

હા હા તો ક્યારે આવું નહીં આજે તો હું જૉબ ઉપર છું એટલે હજી વાર લાગશે બે ત્રણ દિવસ તો પણ તમે મને જે ટેબ્લેટ આપી છે ઓકે જે ટેબ્લેટ છે એ ટેબ્લેટ તો હું નિયમિત લઉં છું પણ જે ટેબ્લેટ પ્રમાણે જે એની જે પેલી થવી જોઈએ એ થતી નથી મૅડમ હા હા પણ તમે જે અત્યારે મને જે ટેબ્લેટ આપી છે જેનો ડોઝ છે એનાથી મને ખૂબ જ અશક્તિ લાગે છે ચક્કર આવે છે બેચેની લાગે છે એનું કારણ શું મૅડમ ખોરાક તો હું બરાબર લઉં છું હા હા હા અને ના ના ના ના ના બીજી કોઈ દવા તો હું નથી લેતી બીજી કોઈ દવા નથી લેતી ના જે તમે આપી છે જે આપણી રૅગ્યુલર ચાલે છે એ એ જ લઈએ છીએ પણ જે પગનો દુઃખાવો છે ને એ તો એવો ને એવો જ છે કમજોરી લાગવી થાક લાગવો બેચેની લાગવી અશક્તિ લાગવી એવા બધાં પ્રશ્નો વધુ રહે છે જેથી આપણને કોઈ કામ કરવું ગમતું નથી બરાબર હા પહેલાં હા પહેલાં કરતાં થોડો ફેર છે હોં આમ તો હા હા હા પહેલાં કરતાં હા ના ના એમાં પચાસ ટકા જેટલો ખરો પચાસ ટકા ના એટલે હવે બી પીમાં થોડી તકલીફ છે હવે બી પીની ટેબ્લેટ લેવાની ચાલું કરું કે ના કરું મને થોડું એમ થાય છે કે કદાચ બી પીમાં કોઈ પ્રોબ્લમ હોય તો

ઓકે હા હા

હા હા ઓકે ઓકે ઓકે હવે આવું એટલે બધાં રીપોર્ટ ફરી કરવા પડશે રીપોર્ટ બીજીવાર કરવા પડશે ઓકે ક અને હા હા અને પછી આપણે જે પેલા રૅગ્યુલર ઇન્જેક્શન લેતાં હતાં એનું આપણે જે રેગ્યુલર પેલાં ઇન્જેક્શન લઈએ છીએ એનું એ પણ ચાલું રાખવાં પડશે ઓકે ના તમે કહો તમે મને કહો એ ટાઈમે હું આવી જાઉં સારું આવી જઇશ ઓકે ફાઇલ લેતા આવીશ ઓકે ઓકે